આપણે ટુરિસ્ટ માટે તમને ફોન કર્યો તો મારે ગિરનારમાં જવાનું હા ગીરના પેલા એમાં જવાનું છે હા તો તમારે ત્યાં શું સુવિધા કઈ રીતની છે આવા જવાની થી માંડી

એવું છે

હા પર પર્સનના છ સો રૂપિયા હા હા હા તો આપણે આપણે પેમેન્ટ છે તે ઓનલાઇન કે પછી આપણે કેસમાં એવું છે

હા હા

હા એવું છે

ઓકે ઓકે સારું સારું હા હા